હેલોહા બોલીએ ના અત્યારે તો બપોરનો ટાઇમ છે એટલે નઈ ખુલ્યું હોય અને વરસાદે બહુ વધારે પડ્યો છે અને તો હમણાં તો નહીં નહી થાય પ્રોબ્લમ શું થયું છે એ કોને અમને એટલે વેધર એવો છે તમને શરદી થઈ શકે કે વરસાદને બહુ છે કે તમે કઈ પલ્લ દિયા ત્યા કે એવુ કશુ ખરૂ એવું છે પલદિ તમે પલદિ પડી ગયા હો પછી તાવ કે એવું છે તમને અત્યારે ઓકે તો સરદી ને બધું તો તમને તાવ ને આ તમે આ પલ્દયા હશો પછી તમે થોડા ઠંડા વાતાવરણ અને વાતાવરણ થોદુ અત્યારે એવું છે તમને એવુ થઈ શકે એવુ અને માથાનો દુખાવો એટલે તમને કેટલા ટાઇમ થી છે માથા નું ખાસા તાઈમ થી છે તો તમને કઈ ચશ્મા એવું કસું ખરું અત્યારે ચશ્મા છે તો તમે પાછુ એનું ચેકઅપ કરાયું છે હમણાં થોડા ટાઇમ માં કેવું ચેક અપ કસું એ એવું કરાયુ હોય લાસ્ટ ટાઇમ તમે ક્યારે કરાયું એતલે વન મનથથી વધારે થયુ એવુ કશુ ઓકે તો તમને લગભગ આઇ સાઇટ નો પ્રોબલમ હોય શકે તમે તો તમે તમારા આજુ બાજુ ધારો કે કોઈ ચશ્મા વાદા નુ કોઇ ઓપરેશન હોય તો તમે તઈ જઈને ચેક કરાય શકો છો તો કારણ કે એના લીધે એના લીધે પન તમારુ માથુ દુખી શક્તો હોય ઓકે